હલો ટેક્ક્ષી ડ્રાઈવર અ તમે જે સ્થળ બતાવો છો તે સ્થળથી હું તમને જોઉં છું પણ તમે મને આજુબાજુ ક્યાંય દેખાતા નથી એટલે તમે મને એક્ઝેટ તમારું સ્થળ જણાવો અને કઈ જગ્યાએ છો જો આપણું એડ્રેસ છે ભક્તિનગર સોસાયટી તે ધ્રાંગધ્રા રોડનો મેન હાઇવે છે તેની અંદર ખેડૂત ભવન આવે ખેડૂત ભવનની આગળ તમને વળતાં અ ડાબી સાઈડ જ વળતાં ભક્તિનગર સોસાયટીનું બોર્ડ આવશે તેની અંદર અંદર શેરીની અંદર ગરતાં છઠ્ઠું મકાન છે તે આપણું છે ત્યાં તમે આવી જાઓ સીધા અને તમે જે કરિયાણાની દુકાન ઊભા છો તે કઈ છે એ પણ હું જાણતો નથી પણ તે દુકાનની બાજુ જે તમે કરિયાણાની દુકાન છો અથવા એ વ્યક્તિને તમે પૂછી જુઓ કે ભક્તિનગર સોસાયટી કઈ જગ્યાએ જવાય એ ચોક્કસ તમને જણાવશે અને સ્થાન પર તમે અત્યારે તાત્કાલિક પહોંચો